હલ્લો હા સ્વિગીમાંથી બોલો છો હું મારા ભોજન માટે આતુરતાથી રાહ જોઈ રહી છું મેં મારો ઓર્ડર ત્રીસ મિનિટ પહેલાં પ્લેસ કરેલો હતો બટ હજી સુધી મને મળ્યું નથી તો મને કેટલી રાહ જોવી પડશે મારા ઓર્ડરને આવવા માટે કેમ કે તમારા એપ્લિકેશનમાં એવું લખે છે કે વીસ મિનિટમાં આવી જવો જોઈએ ઓર્ડર બટ હજી સુધી મને મળ્યો નથી સો રિવ્યૂઝ તો વન સ્ટાર ટૂ સ્ટાર જ તમને મળશે તો હજી મારે કેટલી રાહ જોવી પડશે મારા ઓર્ડરને ઘર પહોંચતા